સંગીત મને ખૂબ ગમે છે અને મને સંગીતનો ખૂબ શોખ છે હું નાનપણથી જ સંગીત શીખી રહ્યો છું અને મને સંગીતનાં ઘણા બધા વાજિંત્ર વગાડતા આવડે છે હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે મેં શાસ્ત્રીય સંગીત શીખવાનો નિર્ણય લીધો હતો અને ત્યારે મેં મારા ગુરુજી પાસેથી હાર્મોનિયમ શીખી હતી અને તેની સાથે સાથે મેં તબલા અને ફ્લુટ પણ શીખી હતી એટલે એ શીખ્યા બાદ મને સંગીતમાં રસ વધી ગયો અને એની પછી પણ મેં સંગીત શીખવાનું ચાલું રાખ્યું અને જ્યારે જ્યારે હું હાર્મોનિયમ અને ફ્લુટ અને તબલા વગાડું ત્યારે મને ખૂબ આનંદ થતો હોય છે અને આગળ જઈને જ્યારે હું નવમા ધોરણમાં આવ્યો ત્યાર પછી મને મારા પપ્પાએ કીધું કે તું આગળ નવાં વેસ્ટન વાજિંત્ર પણ વગાડતા શીખ એટલે મેં નવા સર શોધ્યા અને તેમની પાસેથી મેં ગિટાર શીખવાનું ચાલું કર્યું અને ગિટાર હું પાંચ વર્ષથી શીખું છું અને ગિટારમાં પણ હવે મારો સારો હાથ બેસી ગયો છે અને ગિટારમાં મે નવાં ગીતો પણ બનાવવાનું ચાલું કર્યું છે અને એની પછી હું નવે હવે પિયાનો અને વાયોલિન પણ આગળ શીખીશ